શિક્ષિત હોવું એ સૌથી મોટું વરદાન છે માણસ જાતના માટે કારણ કે શિક્ષણ તાલીમની વ્યવસ્થા એ માણસને અને સમાજને વધુને વધુ સુસંસ્કૃત બનવાના માટે ઉપયોગી છે અને જે લોકો શિક્ષણ નથી પામી શકતા એની સરખામણીમાં જે લોકો શિક્ષિત છે એ લોકો વધુ સારું જીવન જીવી શકે છે એ લોકો માત્ર પોતે જ નહીં પણ અન્યોને પણ વધારેને વધારે મદદરૂપ થઈ શકે છે અને સમાજને માટે તેઓ વધારેને વધારે ઉપયોગી થઈ શકે એમ છે શિક્ષણ મેળવવુંનો અર્થ એ છે આપણા પૂર્વે કેટલા બધા લોકોએ ઋષિઓએ આપણા આધ્યાત્મિક ગુરુઓએ કે પછી શિક્ષણ વ્યવસ્થાએ જે કંઈ પણ કાર્ય કર્યા હોય એ બધુ સંચિત થઈને આપણને તાલીમ રૂપે કે શિક્ષણ રૂપે મળતું હોય છે અને તેનાથી નાની વયથી શરૂ કરીને જીવનના અંત સુધી સતત શિખતા રહીને વ્યક્તિ આગળ વધી શકે છે પોતે સારુ જીવન વ્યતીત કરી શકે છે અને સમાજમાં અન્યોને ઉપયોગી પણ થઈ શકે છે